હાલો હા સ્વીગીમાંથી વાત કરો છો હા હું કોમલ ઉપાધ્યાય વાત કરું છું મેં હમણાં થોડીવાર પહેલાં એક ઓર્ડર કર્યો હતો એક્વિનોસમાંથી એક્વિનોસ રેસ્ટોરન્ટ યસ એમાંથી એક ફ્રેંચ ફ્રાઈસ અને એક મોકટેલ હા રાઇટ ઓર્ડર નંબર તમને મળી ગયો ને હા બે ત્રણ બે ત્રણ હા બરાબર છે હવે થયું એવું કે ફ્રેંચ ફ્રાઇસ જે છે એ તમે આ મારી ઘરે પહોંચીને મેં જ્યારે ખાધી ને તો એમાં થોડોક પ્રોબ્લેમ નડ્યો બહુ જ વધારે પડતી બગડી ગઈ હોય ખારી થઈ ગઈ ખોરી થઈ ગઈ હોય એવો ટેસ્ટ આવતો હતો એમાંથી હં મોકટેઈલ બરાબર છે પણ ફ્રેંચ ફ્રાઇસ બહુ જ ખોરી હતી હં તો હવે આનું કાંઈ થઈ શકશે ના એમ કેમ ચાલે મેં તો પૈસા પૂરા આપીને આ વસ્તુ લીધી છે તમારી પાસેથી હા ડિલિવરીના પણ ચાર્જિસ મેં એકસ્ટ્રા આપ્યા છે તો મારે આને પરત કરવી છે ના તો મને રેસ્ટોરન્ટ સાથે વાત કરાવો એક્વિનોસના મેનેજર સાથે વાત કરાવો હું એને ડાઇરેક્ટ વાત કરું છું ના ના એ મને ડાઇરેક્ટ એની સાથે વાત કરાવો અને મને આના પૈસા પરત જોઈએ છે નહીં તો હું ફૂડ ઓથોરિટીમાં કમ્પ્લેઇન કરી દઇશ અરે એવું થોડું ચાલે નહીં નહીં હું ફૂડ ઓથોરિટીમાં કમ્પ્લેઇન કરી શકું છું હા એક્વિનોસના મેનેજર વાત કરો છો હા તો થયું એવું છે કે તમારે ત્યાંથી હમણાં મેં સ્વીગીમાંથી ઓર્ડર કર્યો તો ફ્રેંચ ફ્રાઇસ અને મોકટેઇલનો તો ફ્રેંચ ફ્રાઇસ બહુ જ ખોરી છે બગડી ગઈ છે સાવ એવી મોકલી છે તમે હા હવે મને આ પાછી લઈ જાવ અથવા મને મારા પૈસા પાછા આપી દો હું આને ડસ્ટબીનમાં નાખી દઉં ઓકે ઓકે હા બસ એ સ્વીગીવાળા ભાઈને તમે પૈસા આપી દો હા હું વસ્તુ પણ તમને પહોંચાડી દઇશ તમે ચેક કરી શકો છો કે એ બગડેલી છે હા હા ચોક્કસ હું તમને એ પાછી મોકલું છું તમે મને પૈસા પહોંચાડી દો અને ભગવાનનાં થી થોડા ડરો અને આ વસ્તુ બીજા કોઈ કસ્ટમર સાથે ના થાય એનું ધ્યાન રાખતા જાઓ બરાબર છે